ભારતમાં જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો હાલમાં એ ઘણું વિકસિત છે પરંતુ કહેવામાં આવે છે કે લ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી લગભગ સો વર્ષ જૂની છે આશરે જો કહીએ તો ભારતની સૌ પ્રથમ મૂવી ઓગણીસ સો તેરમાં રિલીઝ કરવામાં આવી હતી અને અમુક બાબતોનું જાણવા મળે છે કે કદાચ ભારતની પહેલી મૂવી પહેલી ફિલ્મ રાજા હરીશ્ચંદ્ર હતી ભારતમાં કહેવાય છે કે વિવિધતામાં એકતા તો ભારત વિવિધતાવાળો દેશ છે જેમાં ધર્મ અનેક ભાષા અનેક રંગ અનેક એ જ પ્રમાણે સિનેમાઘર પણ અનેક તો કહેવામાં આવે છે કે ભારતમાં તમિલ તેલુગુ મલયાલમ ઓડિશી પંજાબી હિન્દી જેવી અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવેલી છે જો ભારતમાં આપણા ગુજરાતની વાત કરીએ તો આપણી ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બૉલીવૂડ અથવા ડોલીવૂડ પણ કહી શકાય છે આ ભારતની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહી શકાય તો પણ ચાલે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ બે હજાર તેરમાં જોવા જઈએ તો દરેક પ્રકારની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઇ હતી હાલમાં ગુજરાતમાં ગુજરાતી મૂવી વધારે ચાલી રહી છે અને ટૅક્નોલોજીના હિસાબથી જોવા જઈએ તો હાઈ પ્રોડક્શનનાં કારણે અહીં સારી ગુજરાતી ફિલ્મો પણ બની રહી છે અને દિવસે દિવસે આ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે